ભારત તેમ જ ગુજરાતની અંદર કુદરતી સંસાધનો ખૂબ જ વિશાળ પ્રમાણમાં મળી રહે છે અને તે કુદરતી સંસાધનો એકત્ર કરી અને તેનો વેપાર પણ સારી રીતે ચાલે છે અને તેમાંથી રોજીરોટી પણ પ્રાપ્ત થાય છે કુદરતી સંસાધનોમાં અ પાણી જેમાં પાણી અ જેમાં પાણી મિનરલ કરી અને ઘરે ઘરે પહોંચાડવામાં આવે અને એના દ્વારા રોજીરોટી પ્રાપ્ત કરવામાં આવે તેમજ મજૂર લોકો જંગલમાંથી જે વૃક્ષો કાપી અને તેના લાકડા અને એનો વેપાર કરી અને પોતાની રોજીરોટી મેળવે છે તેમજ કુદરતની અંદર આવી અસંખ્ય વસ્તુઓ છે જેનો એકત્ર કરી અને વેપાર તરીકે ઉપયોગ કરી અને રોજીરોટી મેળવવા માટે પ્રાપ્ત થાય છે